હેલો જએશ ભાઈ કેમ છો હવે આપને આ શાળાની વાત કરીએ તો કઈ સ્કૂલ સારી છે અહીંયાં મને તો એવું લાગે છે કે અહીંયાં અમારી આજુબાજુ સરાઊંડીન્ગમાં તો ઝેવિયર સ્કૂલ છે લૂટસ કોનવેન્ટ છે જેએચ અંબાની છે એસડી જૈન છે સીડી પટેલ છે બધી ઘણી બધી સ્કૂલો છે આમાં નાની મોટી જોવા જઈએ તો ઉંમરી ઘર છે શારદારતન છે પણ મારા છોકરાને મેં શારદારતનમાં મૂકેલો ને અત્યારે નંબર વનમાં જો આવે ને તો મને જેએચ અંબાણી વધારે યોગ્ય લાગે છે આમ જોવા જઈએને તો જેએચ અંબાણીનું ટીચિંગ મેથડ તો બહુ જ ફાઇન છે એમ કે એ લોકો નાનપણથી જુનિયરથી એવું શીખવે છે કે છોકરાઓના મગજની અંદર છે ને તે કલર્સો કે એના શેપ્સો એ બધું એકદમ પ્રોપરલી એ લોકોને છોકરાઓને શીખવે છે આગળ જતાં પણ છોકરાઓને એવી રીતે ટીચિંગ આપે છે કે એ લોકો સ્કૂલમાં ની બહાર કોઈ છોકરાઓએ ટ્યૂશન લેવાની પણ જરૂર પડતી નહીં એવી રીતે એ લોકો કહે છે પણ ખરેખર જેએચ અંબાનીનું ટીચિંગ પાવર તો બહુ જ પાવરફૂલ છે અને આમ જોવા જઈએને તો બીજી બધી સ્કૂલો કરતાં એનું પ્લે એ ભણાવવાનું તો સારું જ છે એ લોકોની સ્કૂલના છોકરાઓ ટોપર પણ છે એસડી જૈનના પણ ટોપર છે ઝેવિયર્સના પણ ટોપર છે પમ એક આ છોકરાઓમાં અને આ છોકરાઓમાં બે સ્કૂલના છોકરાઓમાં આ લોકોના જેએચ અંબાનીના છોકરાઓ છે ને અલગ જ દેખાઈ આવે ડિસિપ્લિન હિસાબે પણ અને ભણવાની હિસાબે પણ બહુ જ સરસ છોકરાઓ કંઈક અલગ જ દેખાય ઝેવિયર્સમાં પણ બહુ સારું છે આમ તો ઝેવિયર્સના છોકરાઓ પણ ડિસિપ્લિન હિસાબે તો બહુ જ સારા એ લોકોને ભણાવાનું પણ બહુ એ લોકોને રમતગમતમાં પણ બહુ સરસ રીતે સંસ્કૃતિક કાર્યક્રમ પણ બહુ સારો થાય છે જેએચ અંબાનીમાં પન વરસના અંતે તો એ લોકોનો સ્પોર્ટ ડે હોય છે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખે છે મેટ્રનલ્સ પેટ્રનલ્સ બધાને પેરેન્ટ્ન્સો પણ મિટિંગ પણ ટાઈમ ટુ ટાઈમ કરે છે એ લોકો ને બ છોકરાઓને બહાર ફિલ્ડ પર પણ લઈ જાય છે એ ફિલ્ડમાં લઈ જાય છે ને તે છોકરાઓને અનુભવ વધારે પ્રેક્ટિકલી અનુભવ વધારે થાય છે આમાં તો હવે તો બધી જ સ્કૂલોમાં એવું જ થઈ ગયું છે કે પ્રેક્ટિકલ નૉલેજ વધારે ફાઉન્ટન હેડની તો વાત જ કંઈ અલગ છે ફાઉન્ટન હેડમાં તો બધું જ પ્રેક્ટિકલી જે છોકરાઓને એની જે ફિલ્ડની અંદર એની માસ્તરી એને ઇન્ટરેસ્ટ હોય છે ને એ ફિલ્ડમાં જ એ લોકો આગળ લઈ જાય છે પણ એ લોકોનું ભણાવવાનું પેલું એ છે કે એ લોકોને પ્રોનાઉન્સ એ બધું કરવાનું બહુ જ એ લોકોને સારી રીતે શીખવે છેને રાઇટિંગ પ્રેક્ટિસ એ લોકોને બહુ વધારે પહેલાં નથી આપતા પણ એ લોકોને પ્રેક્ટિકલી વધારે શીખવે છે પ્રેક્ટિકલ કરવાથી છોકરાઓને માઇન્ડની અંદર એકદમ યાદ જ રહી જાય જ્યારે પેલું લખ લખ કરવું કે મોઢે કરવું રટ્ટા મારવા એ એનાસએ કરતાં તો પ્રેક્ટિકલ નૉલેજ વધારે છોકરાઓને આજે તો ડિઝિટલ ભણવાનું પણ થઈ ગયું છે બધી સ્કૂલોની અંદર કોંપ્યુટર પણ થાય છે કોંપ્યુટર સબ્જેક્ટ તો કંપલસરી થઈ ગયો છે સાથે એ લોકોએ આપણી સંસ્કૃતિના સબ્જેક્ટ પણ એ લોકોએ શીખવવા જોઈએ એમ કે ગીતાનું જ્ઞાન પણ હવે તો આપની ગવર્મેન્ટ ચાલુ કરે છે તો એ છોકરાઓને એ ભુ જ્ઞાન પણ રહે છે સંસ્કૃતનો પણ સબ્જેક્ટ બધી સ્કૂલોમાં પાંચમા ધોરણ પછી તો લે છે પણ એ બહુ જ ને આ છોકરાઓ તો આટલા બધા સબ્જેક્ટસ શીખે ગુજરાતી હિન્દી સંસ્કૃત આટલા ચાર ચાર સબ્જેક્ટ શીખે છે પણ તો પણ ભણવાવાળા છોકરાઓ તો ભણે જ છે એટલું સરસ સ્કૂલમાં હવે તો કરાવે છે કે એ લોકોને ટ્યૂશન લઈ જવા મૂકવાની પણ જરૂર પડતી નથી ટ્યૂશનમાં તો છોકરાઓને વધારે શિખવવાનું હોય તો એમકે કે ટ્યૂશન જાઓ ટ્યૂશન જાઓ પણ મને નથી જરૂર લાગતી કે સ્કૂલમાં જ આટલું સારું શીખવતા હોય તો પછી આપણે ટ્યૂશન મૂકવાની શું જરૂર છે કેમ કે સ્કૂલમાં જ પૂરતું ધ્યાન રાખતા આપતા હોય તો પછી આપણે હવે ટ્યૂશન મૂકવાની કંઈ જરૂર નથી પણ પહેલાના જમાના કરતાં અત્યારે બધી સ્કૂલોમાં એટલું સારું થઈ ગયું છે કે ડિજીટલ આવી ગયું છે તો છોકરાઓને કોંપ્યુટર કે એ બધું શિખવવાની પણ આપણને જરૂર હોતી નથી કેમ કે કે સ્કૂલમાં આ બધું ઓલરેડી શીખી લેતા હોય છે